મેં સરકારી લોન માટે અરજી કરી હતી અને એના માટે મારું બેન્ક ખાતા આધારને લિન્ક કરેલું હતું તો મને ઘણો બધો ફાયદો થયો મારી પ્રોસીજર મારી કાર્યવાહી ખૂબ ઝડપથી થઈ ગઈ છે અને એના ઘણા બધા ફાયદા છે તો મારો અનુભવ તો બહુ સારો રહ્યો છે સરકારી લોન માટેનો એના માટે અરજી કરવાની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે તમારે બેન્કના ખાતામાં થા સાથે તમારો આધાર કાર્ડ લિન્ક છે જ એટલે ઘણી બધી પ્રક્રિયા સરળ બની જાય છે બહુ બહુ બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી તમારે બસ બેન્ક ખાતાનો આધાર કાર્ડ બધું સાથે જ હોય એટલે ઘણી સરળતાથી આ પ્રક્રિયા પૂર્ણ થાય છે તો મારો અનુભવ તો બહુ સારો રહ્યો છે સરકારી લોન માટેનો હું દરેકને સલાહ આપીશ કે તમે સરકારી લોન લો તમારા સ કાર્ય પૂર્ણ કરવા માટે તો સારું રહેશે સરળતાથી પ્રક્રિયા પૂરી થાય છે